ગુજરાત યુનિવર્સિટીમાં અને કોલેજમાં પ્રવેશ માટે અમુક અમુક પ્રક્રિયા કરાવવામાં આવે છે અને જે ખૂબ જ જરૂરિયાત છે તેમાં પ્રવેશ માટે તમારે સાચા ડોકયુમેંટ જે દસમાના હોય અને બારમાના હોય એ સાચા ડોક્યુમેંટ્સ એમાં આપવામાં આવે છે અને તેમાં એક એક્ઝામ આવે છે જે એન્ટર્સ એક્ઝામ કહેવાય છે અને એ એક્ઝામ આપણે ક ક્રેક કરવી પડે છે જેમાં કોઈ બી તમને કોઈ એક્જામ ટોપિક ઉપર એ તમને ફાઇવ અથવા તો ટેન ક્વેશ્ચન પૂછે ફાઇવ ક્વેશ્ચન પૂછે તો તમારે મિનિમમ થ્રી ક્વેશ્ચન સાચા હોવા પડવા પડે અને જો તમને ટેન ક્વેશ્ચન પૂછે તો મિનીમમ તમારે એઇટ ક્વેસચન સાચા હોવા જોઈએ તો તમને મળે અને તેમાં તેમાં પણ ગ્રેડસ આવે એમાં ગ્રેડમાં તમારે એ અથવા તો બી ગ્રેડ હોવો જોઈએ તો તમને ગુજરાત યુનિવર્સિટી અથવા તો કોલેજમાં પ્રવેશ મળી શકે છે તેમાં વગેરે વગેરેની તેમાં તમારે ડોકયુમેંટ વેરીફીકેસન કરાવવા પડે ત્યાંની જે તમને કોલેજ આપેલી હોય તે કોલેજમાં ડોકયુમેંટ વેરિફિકસન કરાવવા જોવા પડે અને બધી પ્રોસેસ કરવી પડે છે